સંપાદન એટલે કે એડિટિંગની જે વાત કરીએને એડિટિંગમાં તો ઘણી નવા નવા સોફ્ટવેર હોય નવી નવી વેબસાઇટો હોય નવા નવા એપ્લિકેશન હોય એની મદદથી નવું નવું સારું એમ આકર્ષક જે એડિટિંગ દેખાયને તેવું એડિટિંગ તેવા લખાણો તેવા ફોન્ટ સિલેક્ટ કરીએ છીએ એટલે જે લખાણ લખેલું હોય ને એકદમ ચોક્કસ વંચાય અને સાફ ચોખ્ખું વંચાય અને જે આકર્ષક લાગે એટલે એડિટિંગ તો એકદમ સારું કરીયે છીએ અને નવા નવા જે કંઈ સોફ્ટવેર આવે કે વેબસાઈટ આવે એપ્લિકેશન હોય તેનો યુઝ કરીને લખાણ એડિટ કરીએ છીએ એટલે કે સંપાદન કરીએ છીએ પછી પુનરાવર્તન એટલે રીવીઝનની વાત કરીયે તો રીવીઝન તો જે કાંઈ આગળ ની જે પ્રક્રિયા હોય તે રીતે ચાલુ રાખીએ છીએ બટ એડિટિંગમાં અમે જે નવા નવા સોફ્ટવેર ને હોય તેની યુઝ કરીને ફોન્ટ સાઈઝ થઈ ગયું કે એક ફકરો છે તો કેટલા પેલું માવું જોઈએ અને કેટલા લીટીનો હોવો જોઈએ તે બધું અમે પહેલાથી નક્કી કરીને લખીએ છીએ